હેલો હા રાકેશ ટ્રાવેલ્સમાંથી આપ બોલો છો હું આપના પેસેન્જર મનિષાબેન મેહતા બોલું છું અને આપને અમે અગાઉ પણ કહેલું હતું કે અમને સ્વચ્છ સીટ જોઇશે આટલો બધો કોરોના ને રોગચાળાનો ફેલાવો થઈ ગયો છે ત્યારે અહીંયા જે કોઈ આપને ત્યાં આ બસ ચલાવનારા છે અને જે કોઈ અહીંયા આપનો સ્ટાફ છે તેણે બિલ્કુલ જ માસ્ક નથી પેહર્યા અને આ સીટો પણ એટલી બધી ગંદી છે

આટલી ગંદકી આવુ ગંદુ ઓઢવાનું અને આવી ગંદી સીટ તમામ વસ્તુ પર ખૂબ જ ધૂળ જામેલી છે મેલ જામેલો છે અને કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા નથી ત્યારે આટલી બધી અસ્વચ્છતા માટે અમારે કોને ફરિયાદ કરવી અને હવે આ જ્યારે બસ ચાલું થઈને ઉપડી ગઈ છે ત્યારે અમારે આવી ગંદી સીટોમાં આખી રાત કેવી રીતે પસાર કરવી આપ અમારી ફરિયાદ નોંધી લેશો અને અમને આગલા બસ સ્ટોપ પરથી કે એમ કોઈ સારી બસ અમને તમારી જ ટ્રાન્સપોર્ટની કે તમારી જ કંપનીની સારી બસ મળે તેની આપ વ્યવસ્થા કરશો ડ્રાઇવરને આપે સૂચના આપવી જોઈએ કે આટલા બધા કોવિડના ફેલાવા વચ્ચે એણે તો માસ્ક નથી જ પહેર્યું પરંતુ ડ્રાઈવરની સાથે જે કોઈ બે બીજા માણસો છે તેમણે પણ માસ્ક નથી પહેર્યું જેઓ અમને જવાબ આપવા આવે છે અમારે કોઈપણ ફરિયાદના તેઓ લોકોએ પણ માસ્ક નથી પહેર્યાં તો આમાં રોગચાળો ફેલાય અને અમે પણ પોતે બીમાર પડીએ તો આના માટે કોણ જવાબદાર રહેશે જ્યારે આખા દેશમાં આટલી મોટી ઝુંબેશ ઉપાડાતી હોય સ્વચ્છતા માટે માસ્ક પહેરવા માટે કોવિડનો આટલો ભયંકર જીવલેણ જ્યારે રોગચાળો ફેલાયેલો છે ત્યારે પણ આપ લોકો આટલી બધી બેદરકારી દાખવો છો તે તે આ ગરીબ માણસો જે આપને ત્યાં કામ કરી રહ્યા છે એમના માટે પણ કેટલુંક સલામત છે તે આપણે વિચારવું જોઈએ અને પેસેન્જરનો પણ અમારી જેવા મુસાફરોનો તો ખાસ વિચાર કરવો જોઈએ કે જે આટલા બધા પૈસા ભરી અને તમારી બસમાં વિશ્વાસ ઉપરથી આવે છે કે ચાલો આ એક સામાન્ય નિયમો સરકારે કરેલા છે તે તો અત્યારે બધા સાર્વજનિક રીતે પાળી રયા છે ત્યારે તમે શા માટે એક અપવાદ ઊભો કરો છો અપવાદ ઊભો કરો છો અને સાથે સાથે આવો એક વિખવાદ પણ ઊભો કરો કે ભાઈ તમારા આ બસમાં સ્વચ્છતાના કોઇ જ નિયમ પળાયા નથી લોકો આખી રાત અહીં રહી શકે એમ જ નથી કારણ કે સવાર પડતા નક્કી આમાં કંઈ ને કંઈ વાયરસ એમને લાગી જાય હુ પોતે આ બસમાં આખી રાત રહેવા માગતી નથી માટે મને આગલા બસ સ્ટોપ પરથી આપની જ કંપનીની અથવા બીજી કોઈ કંપનીની સ્વચ્છ અને યોગ્ય બસમાં મોકલી દેવા વિનંતી કરું છું